ભારત દેશ અત્યારે બ્રહ્માંડનાં સંશોધનોમાં ઘણી તરક્કી કરી રહ્યો છે અને ભારતે આકાશમાં ઘણાં બધા રોકેટો લોન્ચ કર્યાં છે ભારતે તેની સાથે સાથે ઘણા બધા ગ્રહોની વિશે જાણકારી પણ મેળવી છે અને કયા ગ્રહોમાં કયાં તત્ત્વ મળે છે તેના વિશે નોંધ કરી છે